શ્રી મહેશ ભાઈ મેં તમારા દ્વારા મારા અને મારા પત્નીનાં સ્વાસ્થ્ય માટે વીમાની પોલિસી લીધી છે અમે અમારા સ્વાસ્થ્યની પોલિસીનું જે સ્વાસ્થ્યની જરૂરિયાત માટે વૈકલ્પિક દવાઓની સારવાર લેવા માટે વિચારી રહ્યાં છીએ મારી આપશ્રીને વિનંતી છે કે અમોને અમારા આ સ્વાસ્થ્ય વીમા પોલિસી માટે જે કંઇ કવરેજ મળે છે એમાં વૈકલ્પિક દવાઓની સારવાર અને ઉપચાર માટેના કવરેજની વ્યવસ્થા હોય તો તે જણાવવા મહેરબાની કરશો